ક્યાંથી બોલો છો આપ ભાઈ મારે ચકઇ માતાજીના મંદિરે દર્શન કરવા જવું છે તો તેની માટેની સુવિધા શું છે

અને શીતળ રોડ ઉપર છે

સરસ સરસ સરસ સરસ આથી બદલ તમારો ખૂબ ખૂબ આભાર